શાળા પછી સાંજના ટયુશન ખાનગી વર્ગ વિદ્યાર્થીઓ માટે ખૂબ નુકસાનકારક છે વિદ્યાર્થીઓને અભ્યાસ માટેનો ચોકકસ સમયગાળો જેમકે ત્રણ ચાર કલાક એ બહુ પૂરતો છે એટલા પૂરતું જ એનું ધ્યાન અભ્યાસમાં રહેતું હોય છે પછી આપણે એના પર સાંજે પણ ટ્યુશન અને ખાનગી વર્ગોને એવું આપણે રાખીએ તો વિધ્યાર્થીના મગજ ઉપર બહુ મોટો બોજો પડતો હોય છે જેને પરિણામે વિદ્યાર્થી લાંબા ગાળે આ બોજાને પરિણામે શિક્ષણથી દૂર પણ ભાગે છે વિદ્યાર્થી ખૂબ સ્ફૂર્તિથી બહુ તાજગી જેથી અભ્યાસ લઈ શકે એટલો સમય જ એને અભ્યાસ દેવો જોએને એ પણ રમતા રમતા એનો અભ્યાસ થવો જોઈએ શાળા પછી એમને સાંઝના સમયે ટ્યુસન કે ખાનગી વર્ગો માત્ર એને પર્સન્ટેજ એટલે કે ખૂબ સારા ટકા લઈ આવા માટે આપણે રાખીએ તો એને પરિણામે એવું થતું હોય છે કે એ સ્પર્ધામાં વધુ પડતો એટલો બધો સ્પર્ધાને કારણે ટેન્સનમાં રહેતો હોય છે તે ઘણી વાર એના અભ્યાસને પણ માઠી અસર પહોંચે છે એની યાદશક્તિને પણ બહુ માઠી અસર પહોંચે છે અને એને જે આપણે જોઈએ સાચા અર્થમાં જે શિક્ષણ મળવું જોઈએ એ શિક્ષણ મળતું નથી પણ એને બદલે એ માત્ર ગોખણિયું એટલે કે ક્રેમીંગ જ્ઞાન મેળવે છે કારણ કે એનું ધ્યાન શિક્ષણ કરતા વધુ ટકાવારી પર્સન્ટેજ કેમ વધુ લઈ આવવા એના પર વધુ હોય છે જે વિદ્યાર્થીને એના જ્ઞાનની વૃદ્ધિ નથી કરતો પણ એને ટકા લઈ અને કોઈ યોગ્ય છે કંઈ ગોઠ યોગ્ય ઠેકાણે ગોઠવાઈ જવું એમાં જ એ કામ કરતો હોય છે